શાળાઓની વાત કરીએ તો જે પ્રાથમિક શાળા હોય છે સરકારી સરકારી શાળાઓમાં પહેલાં શું હતું કે છોકરાંઓ પોતાની રીતે જ જતાં કેટલા પણ દૂરથી આવતા પણ હવે અમારા નજીકની જે શાળા શાળા છે જે સરકારી શાળા છે સરકારી પ્રાથમિક શાળા છે તો તેમાં શું છે કે વેન મૂકવામાં આવેલી છે એટલે કે વેન છોકરાંઓને જેટલાં પણ નજીક રહેતા હોય એ વેન લેવા આવે છે અને છોકરાંઓને મૂકવા આવે છે એટલે શાળાઓમાં જવા માટે તો કોઈ એટલી કોઈ મુશ્કેલી આવતી નથી છોકરાંઓને કેમકે કોઈ નજીક રહેતું હોય તો પણ એ લોકોને ઘર સુધી લેવામાં લેવા આવે છે અને મૂકવા પણ આવે છે ને દૂર રહેતું હોય તો પણ ઘર સુધી લેવા અને મૂકવા આવે છે હવે પહેલાં આવું ન હતું હંમ બીજી વાત કરીએ કે બીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે કે કોઈ પ્રાઇવેટ સ્કૂલ છે તો તેમાં શું છે તેમાં અલગ અલગ ફેસીલીટી છે કોઈ ગુજરાતી મીડિયમની પ્રાઇવેટ સ્કૂલ હોય છેજ અમારે અહીંયા જે છે પ્રાઇવેટ સ્કૂલ તો તેમાં કોઈ એવી સુવિધા નથી કે બસ કે પેલું લેવા આવે બસ કે કોઈ બીજું સાધન વેન કે એવું બટ તોય છોકરાંઓ શું કરે કે છોકરાંઓ સાઇકલ પર જતા હોય જે મોટા છોકરાં હોય તે સાઇકલ પર જતાં હોય અને જે નાના નાના છોકરાં હોય તે પોતાના વાલી સાથે અથવા તો કોઈ બસ કે લોકેટ પોતાનું રીતે વેન કે રિક્ષા બાંધેલી હોય તેમાં જાય છે છોકરાંઓ બીજી વાત કરી તો તો કોલેજો માટેને એવું પણ એટલું બસ તો મૂકાય છે પણ એમ નિયમિત બસ મુકાતી નથી એમ જે નિયમિત બસ મૂકાવી જોઈએ તે પ્રમાણે મૂકાતી નથી ને જે મોટે ભાગેના છોકરાંઓ શું કરે કે રિક્ષા કરીને ને એવું જ જાય છે એ રિક્ષાનું જે કંઇ ભાડું હોય દસ વીસ રૂપિયા દસ વીસ તીસ રૂપિયા તે ચૂકવીને જે જે લોકલ રિક્ષા હોય તેમાં જ જાય છે સારી ગુણવતા વાળું પ્રાથમિક શિક્ષણ મેળવવું મુશ્કેલ તો છે કોઈ જે સરકારી શાળા છે તો એમાં મને જેવું લાગે છે તો હું જાતે પોતે ટયૂસન ક્લાસ બી ચલાવતો હતો તો મને ખબર છે કે જે સરકારી શાળાઓથી જે છોકરાંઓ આવે છે તેને એટલું કાંઈ ખાસ કરાવવામાં નથી આવતું જેવું આપણે જે ઇંગ્લિશ મીડિયમની જે શાળાઓ છે પ્રાઇવેટ તેમાં શું કરે કે છોકરાં પર ઇન્ડીવિઝ્યુલ છોકરાં ઉપર પણ વધારે ધ્યાન દોરવામાં આવે પણ અહીંની જે અહીંની જે સરકારી જે શાળા છે એમાં છોકરાં ઉપર એટલું ધ્યાન આપતા નથી ત તમામને આઠમાના છોકરાંઓને સરવાળા બાદબાકીના દાખલા આવડતાં નથી ધારોકે વીસ જણા કે ભઇ ચાલીસ જણા ત્રીસ છોકરાઓનો ક્લાસ હોય જેમાંથી ત્રણ છોકરાંઓને આવડતું હોય બરોબર જે એ ધોરણના છોકરાંઓને આવડવું જોઈએ બીજા બધાંને કોઈને વાંચતાં નથી આવડતું કોઈને ગણિત નથી આવડતું કોઈને એટલે કે બેઝિક જે છે તે ક્લિયર નથી છોકરાંઓ આઠમા આઠમા સુધી આવી જાય છે પણ એ લોકોના બેઝિક ક્લિયર નથી ને જયારે એવા અમે જો પ્રાઇવેટ સ્કૂલનાં છોકરાંઓની વાત કરી ઇંગ્લિશ મીડિયમના જે સારી પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે જે નવી નથી નવી નવી જે છે પ્રાઇવેટ અમુક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમાં પણ એવું જ છે પણ જે જૂની ઇંગ્લિશ મીડિયમની જે પ્રાઇવેટ સ્કૂલ છે તેના છોકરાંનું જે ભણવામાં રુચિ છે એ પણ વધારે હોય છે અને એ લોકોને એ લોકો મોટે ભાગના છોકરાંઓ ધારોકે ત્રીસ જણા જતા હોય ત્રીસ છોકરા હોય ક્લાસમાં તેમાંથી ત્રીસમાંથી પચ્ચીસેક તો આ આ બધામાં પાછળ નથી એટલે કે સરવાળા બાદબાકી જે કંઈ સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર એવાં જે દાખલા હોય તે સરળતાથી કરી શકે એવાં છે અને વાંચી પણ શકે લખી પણ શકે પણ ઇંગ્લિશ મીડિયમના છોકરાંઓમાં એ જોવામાં જોયું મેં જ્યારે ટયૂસન ક્લાસ ચલાવ્યાં તો એ લોકોને ગુજરાતી લખવામાં ઘણી મુશ્કેલી છે એ લોકોને ગુજરાતી લખવામાં ઘણી મુશ્કેલી પડે છે જ્યારે આપણા જે ગુજરાતી મીડિયમનનાં છોકરાં છે તેને ઇંગ્લિશમાં જેવી મુશ્કેલી આવે છે તેવી ઇંગ્લિશ મીડિયમ વાળા જે છોકરાંઓ છે ગુજરાતી વાંચવા લખવામાં થોડી મુસીબત આવે છે બાકી બીજું તો કોઈ એટલું ખાસ મુશ્કેલી નથી કે પરિવહનમાં કે એવું કોઈ આવવા જવાનું તો સરળ જ છેને જવા વાળા છોકરાંઓ જાય જ છે